સો સૌથી યાદગારમાં કહું બાઇક રાઇડિંગમાં જે મારું એકદમ યાદગાર છે તો એ બે હજાર સોળમાં હતું અ જયારે લગભગ અમે વીસેક ફ્રૅન્ડ હતા બધા બાઇક્સ લઈને અ અરવલ્લી જિલ્લો છે ત્યાંથી અમે અમદાવાદ ગયા હતા તો રસ્તા પર મસ્ત જૂનનો ટાઈમ હતો જૂન કે જુલાઈનો ટાઈમ હતો બે હજાર સોળમાં અને વરસાદના જેવો માહોલ હતો અને એકદમ એક સો વીસ કિલોમીટર જેવી રાઇડ હતી અમારી જે મોડાસાથી ચાલું થઇ હતી તો એમાં મસ્ત વીસ રાઇડરો અમે હતા આખો હાઇવે પર મસ્ત એક સ્મૂથ ત્યાં જઇને મજા મારી રસ્તામાં પછી બા ત્યાં પહોંચીને ડેસ્ટિનેશન પર પહોંચીને આપણે જે સ્પે સ્પૉટ્સ ફર્યા કાંકરિયાને એ બધું મૉલ ગયા અલ્ફા વન મૉલ એ બધું ત્યાં અને ફ્રૅન્ડસ જોડે હતા તો એ દિવસે મને બહુ મજા આવી હતી અને રાઇડિંગમા પછી પાછા રીટર્નમા બી આવ્યા તો એ ટાઈપની મસ્તી મજાક કરતા જ આવ્યા અમે તો એ દિવસ મને યાદ રહી ગયો ડેટ યાદ નથી પણ આ ટાઇમ યાદ હતો બે હજાર સોળની જૂનમાં